હા હું માં ગઈતી એમાં ઘણું સારું છે એ મુંબઈથી ચાર એક કલાકનું પોહચાડી આપે છે અને એમાં એમાં સ્વચ્છતા પણ બોઉ હોય છે અને તમને આમ સવારે નાસ્તો આપી જાય સૂપ ને બધું આપી જાય એમ તમને જરાઈ તકલીફ નો આવે એવી રીતે સીટ પણ એવી હોય છે હા હા એસી પણ છે એમાં એ ચાલું જ રાખીએ છે બંધ નથી કરતા હા બોઉ સારી ટ્રેન છે મુંબઈથી અમદાવાદ ચાર કલાકમાં અને આમ જરાય તકલીફ ના થાય ને એવી રીતે જલદીથી પહોંચાડી આપે છે હા હા અને એમાં ખૂટે તો નાસ્તાનો વજન ને એવું લઈ જવાની એ જરુર નહીં રે કેમ કે અહીંયાં સવારે નાસ્તો ને બધુંઈ રાત્રે ભોજન આપે છે અહિયા એટલે વજનનું ઓલુ સેહલું રેહશે હા અને હા અને સીટ પણ એની બોઉ આરામદાયક અને એસીની સારી વ્યવસ્થા છે એમાં જય શ્રી ક્રિષ્ન અને તમે જાઉં તો ત્યાંથી